હા આ વાત જ્યારે હું શાળામાં હતી ત્યારની છે જ્યારે હું શાળામાં હતી ત્યારે પંદરમી ઓગસ્ટ હતી અને ત્યારે અમને અમારી શાળામાં ગાવાનું હતું ક્લાસમાંથી મારા મારા વર્ગમાંથી કોઈ ઊભું થતું ન હતું ત્યારે મારા ત્યારે મારા એક શિક્ષકે મને આવીને કહ્યું કે તારે ગાવાનું છે મારા શિક્ષકને ખબર હતી કે મને ગાવાનો ખૂબ જ શોખ છે પણ હું પણ હું પણ ના પાડી હતી મારા પાસે સમય ન હતો અને મારે ગાવાનું હતું ત્યારે હું એક જ દિવસમાં તૈયારી કરી હતી અને બીજા દિવસે પંદરમી ઓગસ્ટ પર મારે ગાવાનું હતું મને ખૂબ જ ડર હતો અને મને વધારે ડર હોવાના કારણે મારા મને મને ગવાય એવું લાગતું ન હતું પરંતુ મેં મારા ડરને દૂર કર્યો અને મારા મંચના ભયને દૂર કરીને હું મેં ગાયન ગાયું અને તે ખૂબ જ ગમ્યું બધાંને